મેં કોઈ એક આપણે ઇ કોમર્સ સાઇટ હોય ને ત્યાંથી એક વખત એક મેં પર્સ મંગાવ્યું હેન્ડબેગ હવે મેં મગાવી તો લીધું હેન્ડબેગ દેખાવે તો એટલું સરસ હતું ને જાણે આપણને તો એમ થાય કે આઉટ ઓફ ઈંડિયાથી સીધું આવ્યું હોય ને એવું લાગતું હતું ઇ દૃષ્ટિ દરેક રીતે મેં બધું વિગતવાર એકદમ જાંચી પડતાલી અને પછી મેં એ હેન્ડબેગ મગાવ્યો હેન્ડબેગ આવતાની સાથે એકદમ ઉત્સાહથી મેં એને ખોલ્યું ને તો અંદર જોયું ત્યારે ખબર પડી કે હાથીના તો દેખાડવાના દાંત જુદા અને ખાવાના જુદા એકદમ જ ખરાબ પટ્ટા ટૂટી ગયેલાં નબળું એકદમ જ એનું લેધર ફાટી ગયેલાં અંદરનાં કપડાં મને તો ખૂબ નિરાશા થઈ